નમસ્તે મારી ઓર્ડર માટેની ડિલીવરી એડ્રેસ બદલવાની જરૂર છે મૂળ સરનામામાં થોડો ફેરફાર થયો છે કૃપા કરીને નવી ડિલીવરીમાં એડ્રેસ સુધારીને તેને કન્ફર્મ કરી શકો છો આ મદદ માટે ખૂબ આભાર